હલો હા જી રેડરેન્ટ રેસ્ટોરન્ટમાંથી બોલો છો હા જી મેં અત્યારે સ્વિગી પરથી ઓડર કરેલો હતો અમારી સાત આઈટમ હતી એમાંથી છ જ આવી છે હા મેં મંગાવેલું હતું પનીર ચીલી પનીર ટીકા મન્ચુરિયન નુડલ્સ હા પાસ્તા અને બર્ગર બર્ગર નથી આવી સર હજી અને જે પાસ્તા છે એમાંથી આ જીવળાને એવું નિકડ્યું છે શું કરવાનું છે હવે સર આપણે ના આગળ પણ આ મંગાવેલું ત્યારે પણ આ એક રીતની આવી આ આ આવું આ હતું પણ હવે શું કરવાનું છે એમ તમારા રેસ્ટોરન્ટમાંથી દરવખત આ રીતે આવે છે અને ડિલે પણ થયું છે તમારું ફૂડ સ્વિગી પર હું અહીંયાં સાત મિનિટથી હું એની વેટ કરું છું સાત મિનિટ લેટ છે તમારું ફૂડ પાંચ મિનિટ હોય તો સમજ્યા પાંચ મિનિટની ઉપર ગયું છે સર હા અને મારા જે હલો મારા જે મારા જે પનીર ચીલી અને પનીર ટીકા જે હતું એ મારું નોન જૈન વિથ વિધાઉટ ઓનિયન ગાર્લિક હતું મતલબ જૈન હતું એમાં પનીર પનીર ચિલીમાં ઓનિયન છે અને પનીર ટીકામાં ગાર્લિકની પેસ્ટ છે ટેસ્ટ આવે છે એનો હા એટલે બંનેમાં પ્રોબ્લેમ છે સર આ રીતનું હશે તો પછી નહીં એટલે તમે હવે શું કરવાનું છે એ કહો મને

ના કારણ કે ઘણું ડિલે થઈ ગયું છે અને ઘણું પ્રોબ્લમ પણ થયું છે કેમકે એક વસ્તુ તો આવી જ નથી બે વસ્તુમાં ડિફેક્ટ છે એ અમારાથી ખવાય હવે અમારે કેટલી વખત વેઇટ કરવી કારણ કે ઓલરેડી પાંચથી સાત મિનિટ લેટ છે તમારો ઓડર હા અને મને આ રેસ્ટોરન્ટમાંથી પણ હવે ફાવતું નથી એટલે હવે હું નેક્સ્ટ ટાઈમ નહીં મંગાવું સર ના ના ના દર વખતે તમારો આ જ પ્રોબ્લમ છે સર દર વખતે તમે આવું જ બોલો છો અને દર વખતે આ પ્રોબ્લેમ થાય જ છે દર વખતનું જ છે પણ સર આ તમને કેમ નથી સમજ પડતી હું દર વખતનું જ કહુ છું તમને આ ગઈ વખતે પણ આવું જ થએલું હતું અને આ વખતે પણ આ વખતે તો એક વસ્તુ જ નથી બે વસ્તુમાં પ્રોબ્લેમ આવ્યો છે હવે મારે કરવું તો શું કરવું કહો ના કે ના ના ના મારે ટાઈમ જ નથી એટલો મારે ઘરે મહેમાન આવેલા છે એના માટે તો મેં મંગાવેલું હતું આટલું ફૂડ હું શું ખાઉં છું હું થોડી ન ખાઉં આટલું બધું ફૂડ ના ના ના ના ને ચાલે જ નહીં ને મને પૈસા રિટન કરી દો કાં તો પછી બધી વસ્તુ પર ડિસ્કાઉન્ટ કરી દો ડિસ્કાઉન્ટ નહીં તો હા તો કંઈ વાંધો નહીં મને મારા પૈસા પાછા રિટન કરી દો કેમ નહીં થાય સર રિટન વસ્તુ નહીં મને રિટન વસ્તુ નથી જોઈતી મને મારા પૈસા જ પાછા જોઈએ છે ના ના ના સર મારી પાસે ટાઈમ નથી એટલો બીજો તમે ક્યારે ઓડર કરો ક્યારે મોકલશો એ મારે નથી જોતું મારે પૈસા મારા રિટન કરી દો હા મને મારા પૈસા રિટન જોઈશે સર નહીં થાય એ નહીં ચાલે સર મારા પૈસા મને રિટન આપી દો કારણ કે જે ફૂડ મંગાવ્યું એમાંથી બે વસ્તુમાં મારાથી ખવાય એમ નથી અને જે એક વસ્તુ છે એ આખી આવી જ નથી એ વસ્તુ હવે મારે એમાં શું કરવાનું કહો ના ના ના પણ ચાલસે જ નહીં સર એ મને પૈસા જ તમે પાછા આપી દોને ના ના ના ના એ વસ્તુ નહીં થાય સર મારી પાસે સમય નથી એટલો ટાઈમ નથી મારી પાસે ના ના મને મારા પૈસા પાછા આપી દો ના મારે હવે કંઈ મંગાવું જ નથી આ રેસ્ટોરન્ટમાંથી ના ગઈ વખતનું પણ હતું આ વખતે પણ થયું છે અને હવે મને વિશ્વાસ નથી અને દર વખતની ફરિયાદ આવે જ છે આ રેસ્ટોરન્ટમાંથી તો તમારા ઓડરમાં પણ મેં જે રિવ્યૂ હતા એ જોયા દર વખતે તમારું બધે બદલાએલું જ દર વખતમાં કંઈ ને કંઈ ઇફેક્ટ હોય જ છે એક વસ્તુ આવી જ નથી મળી જ નથી એ મને એ વસ્તુ બે વસ્તુ પ્રોબ્લમમાં આવી છે શું કરું બોલો પાર્ટનર પણ નથી આવ્યો હું સાત મિનિટથી વેટ કરતો હતો એમ તો કીધું નથી ફોન લાગતો તમારે એટલે તો હું હોટલ પર ડાયરેક ફોન કર્યો તમારા રેસ્ટોરન્ટ પર કોલ કર્યો છે મેં ના ના ના નાના ના નહીં સર નહીં મને મારા પૈસા રિટન કરીદોને બસ બીજું કાંઈ નહીં કેટલી વારમાં થશે સર ના સર એક કલાક નહીં મને અત્યારેને અત્યારે મારું બીજું મારે મંગાવું હોય કે નહીં મને પેમેન્ટ કરી દો આ રિટન કરી લો ના ના ના નહીં ચાલે સર મને રિટન કરી દો રિટન મારે નથી જોઈતો આ રિટન લઈ લો મારા પૈસા મને પાછા આપી દો હા હા હા હા ઠીક છે સર